મને હુડી જોઈએ છે મારે માપ બત્રીસ છે અને મને લાલ કલરમાં જોવે છે દોરી સાથેની હુડી તો તમારે ત્યાં ઉપલબ્ધ છે અને આ મને કેટલા સમયમાં મળશે જણાવશો તમે